અત્યારના સમયમાં આપણે આપણી જે જૂની યાદો છે એને તાજી કઈ રીતે કરીએ છીએ તે આપણાં જે ફોટા હોય છે આપણે એને જોઈને આપણે આ કિસ્સાઓ સાંભળીએ છીએ કે આ હું આપણા જૂના ફોટા જોઈએ તો આપણને એમ થાય કે આ પહેલાં હું કેવી હતી અત્યારે શું છું ત્યારે આપણે કેવાં હતાં અત્યારે શું તફાવત છે આપણે જે ફોટા હોય છે એને જોઈને આપણે ખ્યાલ આવે છે કે આપણે કેવાં હતાં અને અત્યારે આપણે કેવાં છીએ એટલે કે પરિવર્તન ફોટોગ્રાફી એક એવું છે કે આપણે એમાંથી આપણા તફાવત જોઈ શકીએ પહેલાં અમે કેવાં હતાં પહેલાં અત્યારે કેવાં છીએ પહેલાંના સમયમાં બ્લેક એન વાઇટ હતું અત્યારે તો કલરવાળું છે પહેલાં તો ત્યારે આપણે જોઈએ તો જૂના જમાનાના આપણે ફોટા જોઈએ તો આપને એમ થાય કે ઓહો આ કેવું પણ એ એ પોઝ નહીં કોઈપણ એવું જે રીતે હોય એ રીતે ક્લિક કરેલા હતા કારણ કે એ જોઈએ અને અત્યારના ફોટો જોઈએ તો અત્યારે નાટક એમ લાગે કે બધા ઢોંગ છે ફોટો પાડવા જઈએ તો કે આ ને કેમેરામેન એમ કહે સરખી રીતે ઊભો રહે આવી રીતે ઊભો રહે પરંતુ પહેલાંના ફોટો જોઈએ તો એક આપણી તે આપણા ભાવો હોય છે તે આનંદ હોય છે તેનું કેચઅપ કરેલું હોય છે અત્યારે જોઈએ તો અત્યારના ફોટો એક ફેશન આમ મોડેલ એમ જે કહીએ કે આમ પરિવર્તન તો ન કહેવાય પરંતુ અત્યારના ફોટો શોખ માટે પાડે છે હું જોઉં તો અત્યારે અમારા ઘરમાં કે પ્રસંગ હોય તો બધા આમ બધા ભેગા મળે ફોટો કારણ કે ફોટામાં આપણે પડાવીએ છીએ તો એમાં એક યાદી રહે છે કે આપણે બધા સાથે છીએ મને પણ ફોટા પાડવાનો શોખ છે પરંતુ હું અલગ અલગ જગ્યાએ જાઉં તો પહેલાં ફોટોગ્રાફી પાડું પરંતુ પહેલાં હું એ નોટિસ કરું પહેલાં જે પર્યાવરણ હોય છે અમે જૂનાગઢ ગયા હતા ત્યારે જૂનાગઢ ગયા ત્યારે અમે ગિરનારનો પર્વત હતો આમ પહેલાં અદ્ભૂત રીતે મેં જોયો એમાં શું શું છે કઈ રીતે છે શું છે પછી મેં બધી મુવમેન્ટ હોય જે નેચરલ પક્ષીઓ હોય છે પક્ષીઓનો અવાજ મેં રેકોર્ડ કર્યા એના ફોટા પણ પાડેલા છે જે મેં મને બહુ જ ફોટોગ્રાફીનો શોખ કે હું કુદરતી તત્ત્વ છે એને કઈ રીતે હું કેચઅપ કરું કઈ રીતે હું એને યાદ રાખું પછી તમે અમે જૂનાગઢ ગયા હતા ત્યારે પર્વતમાં અલગ અલગ જીવજંતુ હતું એક જીવજંતુ તો એવું હતું જીવજંતુ હતું તે નીચે ચાલતું હોય અને માટીનો રોલ બનાવીને પોતાના ઉપર ચડાવે પણ મેં એના પર ફોટા સંગ્રહિત કર્યા છે શ્લેષ છે શ્લેષ એ દિવાલમાં ચોંટેલી હતી પછી ગોકળ ગાય કહે છે એવા અલગ અલગ પછી અલગ અલગ પ્રકારનાં પતંગિયાઓ હતાં પછી ત્યારબાદ ત્યાંનાં મચ્છર છે પછી ત્યાં જંગલમાં અને આપણો અત્યારે જે આપણે બહાર હોય જંગલની બહાર

જેમ કે મચ્છર જોઈએ તો ત્યાં ગ્રીન પ્રકારનાં મચ્છર હોય છે જે કરોળિયા હોય છે એ પણ ગ્રીન પ્રકારના હોય છે હવે તે રીતે પ્રાણીઓમાં અલગ હોય છે ફોટોગ્રાફી મેં પછી ત્યારબાદ પછી મેં કુદરતી તત્ત્વોને આધારે અમે ગામડે રહીએ છીએ તો વાડીએ જાઈએ ત્યારે પણ અલગ અલગ નેચરના ફોટો પાડું છું પછી તે ઉપરાંત પછી જ્યાં એ લોકો કામ કરતા હોય છે સાધનો હોય છે ત્યાંનાં એના પણ ફોટો ક્લિક કરું છું પછી સાંજે સુવા ટાઈમે પણ હું નેચર એટલે કે ચાંદામામાના ફોટા પાડું છું સવારમાં ઉગતો સૂર્ય અને આથમતા સૂર્યના ફોટા પાડું છું ત્યાર ઉપરાંત નદી છે તળાવ છે સરોવર છે ત્યાં સરોવરને આસપાસના પ્રાણીઓ પોટ્રેટ આસપાસનાં પ્રાણીઓના પણ ફોટા પાડું છું ત્યારબાદ પોર્ટ્રેટ પોર્ટ્રેટ ફોટોગ્રાફી છે એમાં એમ થાય કે આપણે એક વ્યક્તિ હોય એક લોકેશનમાં આપણે અન્ય અન્ય સ્થળે હોય પણ એક ફોટોગ્રાફીમાં આપણે એક જગ્યાએ ઘણા આપણે આપણી જાતને એમાં જોઈ શકીએ છીએ પોટ્રેટ ફોટોગ્રાફીમાં પછી આટિફિસિયલ આવે છે આર્ટિફિસિયલ ફોટોગ્રાફીમાં પણ એ રીતે હોય છે આર્ટિફિશિયલ ફોટોગ્રાફીમાં એટલે કે એ આઈ માં આપણે એને અલગ અલગ એ આઈ દ્વારા બનાવવામાં આવેલ ફોટોસ હોય છે પછી નેચરના ફોટો મને પાડવા રેકોર્ડ કરવા બહુ ગમે છે કારણ કે આપણું નેચર એ આપણું પરમતત્ત્વ છે આપણે એમાં જ સમાવાના છીએ એમાં જ આપણું આપણે ઉજાગર થયા છીએ પરમતત્વને કેન્દ્રમાં રાખીને મને મોટા ભાગના ફોટા પાડવા કુદરતના ગમે છે કારણ કે કુદરત એ આપણે એક ત્ત્વ છે કે કુદરતમાંથી આપણે હંમેશા શીખતા રહીએ છીએ એટલા માટે મને મોટા ભાગે હું નેચરના ફોટા પાડું છું નેચરમાંથી પ્રકૃતિમાં આપણે પ્રકૃતિના ખોળે આપણે પ્રકૃતિના ખોળે પ્રકૃતિની નિકટ રહેનાર છીએ એટલે મને ફો પ્રકૃતિના ફોટા પાડવા બહુ જ ગમે છે